રોજ આપણે જોઈ શકીએ છે કે દુનિયામાં કંઈકને કંઈક નવી નવી વસ્તુઓ થતી હોય છે એટલે કે દુનિયા કોઈ દિવસ ઉભી રહેતી નથી દુનિયાનું વિકસવાનું દિન પ્રતિદિન ચાલું જ હોય છે લોકો રોજ કંઈક નવી વાત લઈને આવે છે આ જ આપણે આજકાલની વાત જોઈએ તો ભારતે ચંદ્રયાન ત્રણ પણ પહોંચાડી દીધું છે મતલબ કે એક નાનો માણસ પણ કંઈક વિચારી શકે છે જે ખૂબ મોટું હોય છે અને જે આખી દુનિયાને બદલી નાખે છે આજથી થોડા વાર્ષો પહેલાં આપણે મોબાઈલ ફોનનો ઉપયોગ આટલો બધો થશે એની બિલકુલ કોઈ ગણતરી હતી નહીં સાથે સાથે ઇલેક્ટ્રિસિટીથી વાહનો પણ ચાલશે એની પણ આપણને કોઈ પ્રકારનું જ્ઞાન હતું નહીં તો મારા માટે મને એવું લાગે છે જો દુનિયા અને જગત એક ક્ષણે ક્ષણે બદલાતું હોય છે અને એનું કારણ સાયન્સ ટેકનૉલોજી છે ખૂબ જોઈએ છે કે આપણે કે વિજ્ઞાન અને ટેક્નોલોજી જો અગર દુનિયામાં ના હોત તો એના વગર કંઈ થાત નહીં અને જે કંઈપણ આ દુનિયામાં ડેવલપમેન્ટ થઇ રહ્યું છે અને જે દુનિયા વિકસી રહી છે એનું માત્ર ને માત્ર કારણ ખાલી વિજ્ઞાન અને ટેક્નોલોજી છે અને આ બધી વસ્તુ જ્યાં સુધી લોકોના હિત માટે થાય છે ત્યાં સુધી સારું છે પણ આ વસ્તુ દુનિયાના અંત તરફ પણ લઈ જઈ શકે છે તો જે વિકસતી દુનિયા છે તેમાં આપણે વિકસતા અલગ અલગ પ્રકારના જે અ સકારાત્મક વિચારો છે તેને વધારે આગળ વધારવા જોઈએ ના કે નકારાત્મક વસ્તુઓને